હાં જી નમસ્કાર

તમારે ઓનલાઈન અમારી ઍપ્લિકેશન છે એ એપ્લિકેશન ઉપર પણ તમે રજીસ્ટ્રેશન કરી શકો છો અન જો તમે અમરેલી શહેરમાં હોયને તમે અમરેલી ત્યાં પ્રવાસ માંગતા હોય તો તમે અમારી ઓફિસે પણ આવી શકો જે ઓફિસ મારી અમરેલી શહેરમાં માર્કેટિંગ યાર્ડ માર્કેટિંગ યાર્ડ ખરુને આપડું અ સાવરકુંડલા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ છે ત્યાં અમારી ગેટ ઉપર જ પેલ્લી ઓફિસ અજનતા ટ્રાવેલ્સ એન્ડ ટૂર્સ એ પ્રકારે લખેલું હશે

ના એ તમે કચ્છમાં કયા પ્રકારના પ્લેસ પસંદ કરો છો તમારે અહીંયા ગુજરાતનો જોવો છે ક રોડનું રન જોવું છે એ તમામ પ્રકારનું શિડ્યુલ તમારું ફિક્સ જ છે રેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા મારુ કોઈ મેનૂ હોય તેમાં ચેન્જ આપીશું બધા સુવિધા છે પણ આપ નક્કી કરો કે કયા પ્રાક્રએ ક્યાં જવું છે હમ ઓકે આપ આવો આવો પધારો અમારી ઓફિસ ઓકે ઓકે થેન્ક યુ થેન્ક યુ